મને રમતગમતમાં ડોપિંગ અને શક્તિ વધારતી દવાઓમાં રમતગમતમાં એવી અમુક અમુક દવા છે જે આપણને સ્ટેમિના જે શક્તિ વધારવામાં ખૂબ જ ઉપયોગમાં આવતી હોય છે જેવી કે ફિશ ઓઈલ છે ફિશ ઓઈલ એ એક એવી દવા છે કે જેમાં પ્રોટીન પ્રોટીન વિટામિન્સનો ભરપુર માત્રામાં સમાવેશ કરવામાં આવેલો હોય છે પ્રોટીન વિટામિન્સમાં એક એવી વસ્તુ છે ને કે જે માણસને જરૂરિયાત હોતી જ હોય છે પ્રોટીનમાં અને વિટામિન્સમાં જે માણસની બેઝિક નીડ છે જે ફિશ ઓઈલ છે તેમાં પ્રોટીન અને વિટામિન્સ આવેલા હોય છે જેનાથી જે માણસની જે સ્ટેમીના હોય છે તેના જે બોડી સ્ટ્રક્ચર છે તેનું શરીરમાં જે નિર્વસન તંત્ર હોય છે જે અંદરનું જે કાર્ય કરતા હોય છે અને વિટામિન્સ તો તેના શરીરમાં તેની જરૂર હોતી જ હોય છે તો તે વિટામિન્સ પણ પૂરા પાડે છે અને પ્રોટીન પણ પૂરા પાડે છે તો તેવી રીતે મને ફિશ ઓઈલ સારી લાગે છે પછી તેવી જ રીતે એક અશ્વગંધાની ટેબલેટ પણ આવે છે જે ખૂબ જ હેલ્થ હોય છે એમાં બી પ્રોટીન આવેલું હોય છે જે સ્ટેમિના વધારવા માટે ઉપયોગી હોય છે અને મારા વિસ્તારમાં રમતગમતમાં લોકો જોવા જઈએ તો તે શિક્ષિત કરે છે એમને તો તે રમતગમતના જે લોકો છે એને શિક્ષિત કરવામાં જે ફિટનેસ કોચ હોય છે જે રમતગમતના જે કોચ હોય છે તેમનો ખૂબ જ મોટો હાથ હોય છે